હા હા હા હા હા હમ હા તો કઈ વાંધો નહીં અમારી શોપ છે તે શોપ પર તમે મૂકી દેજો ને અમે તમારું વેચીશું શું ભાવ તમે અમને આપશો ટોપલા એકના અઢીસો ભાવે તમે અઢીસો રૂપિયામાં આપશો તો તમે અમે વધારે માલ લઈએ તો કે શું ભાવ તમે અમને આપશો હોલસેલમાં શું ભાવ આપો તમે છેલ્લાને છેલ્લા બસો રૂપિયામાં આપો ને તમે તો તમે મારા ત્યાં મૂકી જશો કે પછી મારે તમને ઓર્ડર આપવો પડશે મૂકવા આવશો ને એમ હા તો શું છેકે બીજું ટોપલાનું શું ભાવ છે ડજનનો હા તો માન્ય દીવડાનું શું છે ડજનનું અઢીસોથી બસો રૂપિયા બરાબર બરાબર છે તો બેન માટીના દીવડા કેવા આવશે ઉપર તમે પેઈન્ટ કરેલ કે સાદા કઈ રીતના આવશે પેઈન્ટવાળા બી આવશે હા હા ને કલરવાળા એ અઢીસોના તો તમે મને આટલા બસો ને અઢીસોમાં કહો છો તો મારે પછી રિટેલમાં કેવી રીતે વેચવાના એને દસ વીસ રૂપિયા વધારી ને વેચવાના બરાબર છે તો કંઈ વાંધો નહીં તમે એક કામ કરો ને પછી આ બધું છેને એક એક એક ડજન મને મૂકી જાઓ બરાબર છે પછી જે થશે એ પ્રમાણે અમે તમને બીજો ઓર્ડર આપીશ હા હા સર હા જય આદિવાસી